અમારા અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાઓ સામાજિક સહાયનું ખૂબ ચલણ છે અમારા અરવલ્લી જિલ્લામાં ખૂબ ઘણા બધા હૉસ્પિટલો સારી સારી ર વસ્તુઓ સારી સેવાઓ ખૂબ સારી વસ્તુઓ આવેલી છે અમારા ત્યાં ગંજી હૉસ્પિટલ સાર્વજનિક ઘણાં બધા હૉસ્પિટલો આવેલાં છે ગાયનેક છે ઓર્થોપેડિક છે દાંતના દોક્તર પગના ડોક્ટર હાથના ડોક્ટર એમ ઘણા બધા ડૉક્ટરો આવેલા છે અમારા ઘાંચી આરોગ્ય મંડળ અરવલ્લી જિલ્લામાં સેવાઓ ખૂબ સારી હોય છે અમારી ગૌરવની દૃષ્ટિએ વૃદ્ધ વસતી સામે રહેલા મુખ્ય પડકારો તકો તકો એ ખૂબ સારી છે અમારા જિલ્લામાં ઘણી બધી સહાય છે અમારા જિલ્લામાં ખૂબ સારા વ્યક્તિઓ અમારા જિલ્લાનું બધુ સંભાળે છે અમારો જિલ્લો એ ખૂબ સારો અર અરવલ્લી જિલ્લો ખૂબ સારો જિલ્લો છે